મારી ઈચ્છા પુસ્તકની અંદર એક રામાયણ અને એક મહાભારત વાંચવાની ઘણી તમન્ના હતી પણ સમય અને સંજોગને હિસાબે હું વાંચી નથી શક્યો કારણ કેએ એ ટાઈમની અંદર હું સર્વિસ કરતો તો ટાઈમનો અભાવ હતો અને બધી રીતની તકલીફ હતી એ હિસાબે હું રામાયણ અને મહાભારત વાંચી નથી શક્યો અને મેં ઘણી સિરિયલે જોઈ છે મહાભારતની સિરિયલ જોઈ રામાયણની સિરિયલ જોઈ અને એજ પ્રમાણે મેં વાર્તાઓ વાંચેલી છે અમુક અમુક નાની નાની

જ્યારે એ લોકો જનમ થયો એની અંદર એને શ્રાપ દીધેલો હતો કે અમે જેમ અમારા પુત્રો વગર ટળવળીને મરીએ છીએ એમ તું પણ દશરથ રાજાને કહે છે તું પણ તારા પુત્રો વગર ટળવળીશ ને મરીશ તો આની અંદર કૈકેયી મેન પાત્ર થઈ ગયું છે કૈકેયી એના પતિ પાસે વચન માંગે છે રામને ચૌદ વર્ષ વનવાસ આપો અને ભરતને ચૌદ વર્ષ સુધી રાજગાદી આપો એ હિસાબે રામ છે એ વનવાસની અંદર વય જાય છે સાથે લક્ષ્મણ હોય છે સાથે સાથે સીતા પણ હોય છે અને એ લોકોને ત્યાં ઘણીબધી ટ્રબલ થઈ ઘણાં એણે યુદ્ધ કરવા પડ્યા ઘણાં સાથે એ થયું એ ટાઈમની અંદર રાવણ સીતાનું હરણ કરીને ગયો અને શ્રીલંકાની અંદર લઈ ગયેલો હતો લંકામાં જે કેવાય છે તે ત્યાં એમને રાખેલાં હતાં અને રામે જે યુદ્ધ કર્યું અને એને ત્યાંથી છોડાવ્યાં અને રાજગાદી અપાવી તો એની અંદર એક ધોબી હતો એમને કીધું કે ભાઈ રામે તો અટલા વર્ષ સુધી આમ થયું હતું અને લઈ ગયાં હતાં તો હું કંઇ એના જેવો નથી કે હું તને મારા ઘરની અંદર રાખું ત્યાર પછી રામ સીતાનો ત્યાગ કરે છે અને વાલ્મીકિ ઋષિના આશ્રમની અંદર ભરત છોડી આવે છે અને ત્યાં એને ખાલી એક લવનો જ જન્મ થાય છે અને એ જન્મ થયા પછી જ્યાં એ રાખીને ચાલ્યા જાય છે પછી છોકરાઓને સંતાનો અનુકૂળ એ નથી નીર રહેતું અને પછી ઋષિ આવે છે ઋષિ આવે છે નથી ઇ કચરો ને બધું કરી અને એમાં કુશનો જનમ કરે એટલે લવ અને કુશ બેય આ રીતના બનેલાં છે અને એના પછી તો હું છે કે રામાયણનો અશ્વમેધનો ઘોડો નીકળે છે એ લવ કુશ બાંધે છે પછી એ લોકોની લડાઈ થાય છે ને ત્યાં રામ આવે છે ત્યાર પછી એમકે હનુમાન કહે ભાઈ આતો તમારા જ પુત્રો છે ત્યારે સીતા આવે છે બીજા નંબરની આયવુ મહાભારત તો મહાભારતની અંદર એ મેં ખાલી વાંચેલું જ નથી ખાલી સાંભળેલું છે કે મહાભારતની અંદર કે જે દ્રોપદીનું પાત્ર છે એ પાત્રને હિસાબે આખા મહાભારતની રચના થઈ કે દ્રૌપદી રહે છે એનું ચીરહરણ થાય છે જુગારની અંદર હારી જાય છે પાંડવો અને ચીરહરણ થાય છે ત્યારે આ મોટા મોટા જે આદમી હતા એ લોકો કંઇ પેલું નથી રહેતા આ તો મેં સાંભળેલું છે વાંચેલું નથી એટલે મારે વાંચવાની ઘણી જ તમન્ના છે પણ હું વાંચી નથી શક્યો અને હવે વાંચવા જેવો કોઈ સમય નથી મહાભારતની અંદર ભીમનો છોકરો ગટોરગચ્છ પછી આપણે અર્જુનનો છોકરો હા અભિમન્યુ આ બધાંય પાત્રો બધાંય એની અંદર આવેલાં હતાં અને એ લોકો લડાઈઓ કરે છે ને આ કરે છે તે કરે છે એ ખાલી મેં સાંભળેલું છે અને આ બધી જે મહાભારતને એ બધી શું છે કે ટીવી સિરિયલની અંદર થોડું ઘણું જોવાયું છે અને થોડું ઘણું આવી રીતનું આમ થયું છે એ હિસાબે વાંચવાની ઘણી તમન્ના છે હવે સમય એવો થઈ ગયો છે કે વાંચ્યું ન